ના મને શેર બજાર વિશે એટલી ખબર નથી તેને હું વાપરતો બી નથી બટ પણ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી ઘણા લોકો છે જે અત્યારે કરતા હોય છે કારણકે આજકાલ ડિજિટલ એપ બધા એટલા બધા આવી ગયા છે અલગ અલગ સ્ટોક્સ માટે અને બધા માટે કે લોકોને હવે ખબર પડવા લાગી છે અને લોકો હવે સામેથી કરે છે પહેલાં લોકોને એમ હતું કે આ ન કરાય આ બહુ રિસ્કી કામ છે આનાથી પૈસા આપણાં ડૂબી જાય પણ અત્યારે એવું નથી અત્યારે ડિજિટલ એપ પ્લસ એના સિવાય જે બધી એડ્સ આપણે દેખતા હોઈએ ટીવી ઉપર બધુ મતલબ એટલું નોર્મલ થઇ ગ્યુ છે કે લોકો હવે સામેથી કરે છે ને લોકોને હવે ખબ ખબર બી પડે છે ઈઝીલી અને લોકોને હવે ખબર પડી કે આ એટલું રિસ્કી કામ નથી આ કરાય એવું છે અને આ કરવું જ જોઈએ આનાથી મતલબ પેલું કહેવાય ને કે તમે તમારા પૈસા તમે તમારા પૈસાને કામ ઉપર લગાડ્યા સો બીજા વધારે પૈસા બને સો આ વસ્તુ સારી છે કરવી જોઈએ